મારા શોટનું કોમ્પોઝીશન હું પોતે જ નક્કી કરું છું મતલબ સારા ફોટા આવવા જોઈએ જે રીતે આપણે તડકામાં ફોટો પડાવીએ કાં તો સુરજ ડૂબતો હોય ત્યારે ફોટો પડાવીએ જ્યાં તડકો હોય જ્યાં લાઈટ હોય ત્યાં ફોટો પડાવવામાં એક અલગ દેખાતો હોય છે જેનાથી ફોટા સારા આવતા હોય છે જેના કારણે મારી એવી કોઈ ખાસ ટેકનીક તો છે એમ તો ખાસ ટેકનીક કહેવામાં આવે છે કેમ કે જ્યારે હું ફોન પર જ્યારે તડકો વધારે હોય તો ફોનના ફીચર્સના દ્વારા હું લાઈટ થોડો ડાઉન કરીને ફોટો બહુ આકર્ષિત સુંદર દેખાવડો કરી શકું છું જે કારણથી મારા ભાઈબંધોને પણ ફોટો ખેંચાડવાની બહુ ફોટા સારા આવતા હોય છે જે કારણથી મારા ભાઈબંધો પણ ખુશ થઈ જ તે જેના કારણે તે આકર્દશ ફોટો દેખાતા હોય છે જે જેના કારણથી તેના વરસાદમાં પણ ફોટો સારો આવે છે એ મારી ટેકનીક એવી છે ને કે વરસાદમાં પણ હું ફોટો સારો લઈ શકું છું ગરમીમાં પણ જ્યાં તડકો હોય ત્યાં પણ હું ફોટા સારા લઈ શકું છું જે કારણથી ફોટા સારા આવતા હોય છે અને ફોટા એક સર્જિકલ સ્ટ્રાઈક મતલબ કોમ્પોઝીશન નક્કી કરે છે જે મારી ખાસ ટેકનીક છે તેના કારણે શોટનું કોમ્પોઝીશન નક્કી કરે છે જેથી વ્યુઅર્સને આકર્ષક દેખાતા ફોટો સાથે સર્જાઈ જતી હોય છે તો આવી સારું તરીકે તમે કરી શકતા હો છો